હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાશ્રી જોડે હું હિસ્ટ્રીનું લેશન કરવા માટે બેસતો અને એની અંદર એ હિસ્ટ્રીના લેશનમાં એક રોબર્ટ ક્લાઇવ કરીને કેરેક્ટર હતું જે વારંવાર વાંચવાથી પણ યાદ ન રહેતું હતું પરંતુ મારા ફાધર વારંવાર મને રીપીટ કરતા કે નહીં આ તું કેરેક્ટર પૂરું કર પછી મારાથી ન થયું આ કેરેક્ટર એટલે એઓ ગુસ્સે થયા અને એમનો એ એમની પાસે પેન્સિલ હતી એ મારી થાઈઝમાં જોરથી મારી દીધી